મેં મારા મિત્રો તથા પરિવાર સાથે અલગ અલગ પ્રકારના ઘણા પ્રવાસ કરેલા છે જો હમણાં થોડા વખત પહેલાંની જ વાત કરું તો હું મારી પત્ની મારો દીકરો તથા વહુ અમે દુબઈની યાત્રા પર ગયા હતા અને એ અનુભવ ખૂબ સારો રહ્યો દુબઈ તમે જેમ જાણો છો કે દુબઈ છે તો એ મેનલી ટુરિસ્ટ ઉપર જ નભે છે કારણ કે એને પોતાના કોઈ નેચરલ રિસોર્સ નથી કોઈ પ્રોડક્શન નથી પણ ત્યાંની સરકાર ખૂબ જ જાગૃત છે અને પ્રવાસીઓને આકર્ષે તેવા સ્થળો ઉમેરતું જ રહે છે દર વરસે અને લોકો પણ ત્યાં આવે છે એન્જોય કરે છે દુબઈમાં અમે જ્યારે ગયા તા તો સરસ ત્યાં આગળ સ્વચ્છતાએ ઉડીને આંખે વળગે એવી છે પબ્લિકમાં ડિસિપ્લિન પણ ખૂબ છે ટ્રાફિક સેન્સ પણ ખૂબ છે તમે જ્યા બી જાઓ તો ક્યાંય હોર્ન સંભળાય નહીં ગંદકી દેખાય નહીં કો કચરા નાખવાની ટેવ નહીં કોઈ ગમે ત્યાં થૂંકે પણ નહીં અને જો કોઈ થૂંકે કે એવું ગંદકી કરે તો બહું ત્યાં પેનલ્ટી મોટા પાયે લેવામાં આવે છે તો આ રીતે અમે જ્યારે ગયા હતા ત્યારે એક સારી હોટલમાં જ્યાં અમે રહ્યા હતા એ ખૂબ સારી હોટલ હતી અને એનું નામ તો હું ભુલી ગયો છું પણ ખૂબ સુંદર હતી અને વ્યવસ્થા પણ બહું સારી હતી ત્યાંથી પછી અમે બુર્જ ખલીફાની વિઝિટ માટે ગયા હતા કે જે સૌથી ઊંચામાં ઊંચુ ટાવર ગણાય છે અને તેની ટોચ ઉપર જઈને અમે લિફ્ટમાં જવું પડે છે અને ટોચ ઉપર જઈને દુબઈનો નજારો પણ લીધો હતો દુબઈ જે પ્રવાસીઓ આવે એનું બીજું એટ્રેક્શન એવું હોય છે કે ત્યાંથી શોપિંગ કારણ કે ત્યાં બધી અલગ અલગ પ્રકારના શોપિંગ માટેના બહુ જ આકર્ષણ છે જેમ કે ગોલ્ડ જ્વેલરી લેવી હોય તો એ પણ છે ડ્રાય ફ્રૂટના પણ મોટા મોટા સ્ટોર છે ખજૂર પણ ત્યાં અનેક પ્રકારની મળે છે અલગ અલગ પ્રકારની ચોકલેટો જેમ કે કે આપણે ઊંટના દૂધની ચોકલેટ હોય તેવી રીતની પણ મળે છે અને બહુ સુંદર સુંદર દરેક દેશની અલગ અલગ પ્રકારની ચોકલેટો ત્યાં મળતી હોય છે અને એટલું જ નહીં પણ ત્યાં તમારે દુબઈમાં રહીને જો અલગ અલગ પ્રદેશના એટલે કે અલગ અલગ સ્ટેટના જો તમને ખાણી પીણીના શોખ હોય અથવા એ લોકોના કલ્ચરલ એ લોકો પ્રમાણે જે એ લોકોની વસ્તુઓની ગિફ્ટ આર્ટિકલ્સ હોય છે તો એની પણ એક સરસ એવી ઇન્ટરનેશનલ પણ મોલ જેવું બનાવેલું છે અને ત્યાં બધું જ તમને મળતું હોય છે ત્યાં એ લોકોએ બહુ આટલું ગરમ પ્રદેશ રણપ્રદેશ હોવા છતાં પેંગ્વિન માટેના પાર્ક બનાવેલો છે કે જેમાં માઇનસ ચાર ડિગ્રી ટેમ્પરેચર રહેતું હોય છે ત્યાં અમે ગયા હતા અને એમાં જો તમે જાઓ તો ઠંડીમાં થીજી જ જાઓ એટલે ત્યાં એ લોકો અલગ પ્રકારના ગરમ વિશેષ પ્રકારના ગરમ પ્રકારના સૂટ આપે છે તમારે એ ફરજિયાત પહેરવા પડે એટલું જ નહીં પણ એ લોકોના શૂઝ પણ હોય છે કે આપમે પહેરેલા શૂઝ સાથે એમાં મૂકી દેવાના આપણા પગ કે જેથી કરીને અંદર ગમે એટલું ટેમ્પરેચર હોય પણ તમને તકલીફ ના પડે અને ત્યાં પણ થોડી રાઈડ હોય છે એ રાઈડમાં પણ તમે બેસી શકો પેંગ્વિન સાથે પણ તમે બેસી શકો એટલે બહુ સુંદર છે એમ એ જગ્યા બહુ આકર્ષક છે અને જેવા તમે બહાર નીકળો એટલે ત્યારે તમને ખબર પડે કે બહાર તો બધી ગરમી છે ત્યાં આગળ બધી જ પ્રકાર ટૂરિસ્ટને કંઈ પણ તકલીફ ના પડે એવી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે ટ્રેનની સગવડ પણ ખૂબ સારી છે અને કોઈ પણ ત્યાંનો સ્ટાફ હોય હોટલનો હોય કે તમે પ્રવાસનના સ્થળે ગયા હોય તો કોઈ તમારી સાથે ખરાબ રીતે વર્તણૂક કરતા હોતા નથી એટલે આ પ્રમાણે એક સુંદર ડિસિપ્લિન્ડ પ્રદેશ છે કે જ્યાં વિઝિટ કર એક વખત તો માણસે વિઝિટ કરી શકાય અને એનો આનંદ લઈ શકાય